હું સાબરમતી કોલેજમાંથી સ્ટુડન્ટ વાત કરું છું મારે બાઇક કે ઍક્ટિવા જોઈએ છે રેન્ટ પર

મારે એક મહિના માટે જોઈશે એટલે બીજી કોઈ બાઇક સ્પેલેન્ડર હોય કે પછી બુલેટ સાઇન કે એવું કંઈ હોય તો બી ચાલશે બુલેટ હશે તો વધારે સારું રહેશે હા ચાલશે દસ હજારમાં વાંધો નથી મારું શું પ્રોજેક્ટ વર્ક માટે જોઈશે એટલે ચાલશે બુલેટ મારે હા પેટ્રોલ તો હું ભરાવી દઈશ એનો વાંધો નહીં અને માર કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે આઈડી કોલેજની આઈડીને સારું કોલેજની આઈડી અને ડ્રાઇવિંગ લાયસન્સ હું લઈને આવીશ અને મારે છે ને જાન્યુઆરી પંદરથી ફેબ્રુઆરી પંદર સુધી મહિના માટે જોઈ હા તો હું ક્યારે લેવા આવી શકું બાઇક હા અને મારે ફૂલ પેમેન્ટ બાઇક લઉં એ પહેલા કરવું પડશે કે એડવાંન્સમાં કઈ આપવાનું રહેશે એડવાન્સમાં ત્રણ હજાર રૂપિયા એડવાન્સ આપવા પડશે બે અઢી હજાર રૂપિયા જેવું થશે સારું તો હું ત્રણ હજાર આપી દઈશ કઈ તારીખે લેવા આવું સારું દસ તારીખએ હું આવીશ તમારું નામ શું છે સારું હું લેવા આવી જઈશ દસ તારીખે હા અને પહેલું તો કે બાકી બધું બાઈક તો બરાબર છે ને ચાલે એવું કયો કલર છે હા બ્લેક કલરનું હશે તો વધારે સારું રહેશે હા અને વોશિંગને એવું થોડુંક કરાવી દેજોને દસ તારીખ પહેલા સારું તો હું છે ને દસ તારીખ આવીને લઈ જઈશ